ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની રમતોમાં ઘણો બધો તફાવત છે જયારે શેહરી વિસ્તારમાં લોકોને રમતો રમવા માટે ઘણી પ્રકારની સુવિધાઓ મળે છે જેવી કે દરેક સ્પોર્ટ્સના ગ્રાઉન્ડો હોય છે બેડમિંંટન કોર્ટ હોય છે ફૂટબોલ કોર્ટ હોય છે વૉલીબોલ કોર્ટ હોય છે અલગ અલગ પ્રકારના ઘણાં બધા ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે જયારે ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારોમાં એક લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પડતી નથી તેના લીધે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારનાં રમતવીરો વધુ સફળ થતાં નથી પરંતુ અમુક લોકો પોતાની જાત મહેનતથી ઘણી બધી સફળતા મેળવે છે ગ્રામ્ય વિસ્તારમાં એક ફાયદો એવો પણ હોય છે વિશાળ મેદાન હોય છે જેથી કરીને લોકો સારી રીતે રમતો રમી શકે છે જયારે શહેરી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં અલગ અલગ પ્રકારના બધાય કોર્ટ હોય છે જેનો લાભ લઈ શકે છે